અન્ય તારાઓ અને આકાશ ગંગાઓ વચ્ચે અંતરને માપવા માટે વિજ્ઞાનમાં કેટલીક અલગ અલગ પદ્ધતિઓ છે જેમ કે પરાલક્ષ પદ્ધતિઓ ઉપયોગ સૂર્ય નિકટ ના તારાઓ વચ્ચેનાં અંતર માપવા માટે થાય છે સુપર સુપરનોવા એ બી આકાશ ગંગાઓનાં અંતરને આપવામાં માપવા માટે ઉપયોગ થાય છે જે ઘણી દૂર છે આ સુપર નોવા ચોક્કસ માત્રાની ઉર્જા છોડે છે અને તેમની તેજસ્વીતા દૂર દૂરની આકાશગંગાઓનાં અંતરને જણાવવા મદદરૂપ થાય છે આ પદ્ધતિઓ દ્વારા મેળવવામાં અંતર નાં માપ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્માંડ ઘણું મોટું છે સતત વિસ્તરણમાં છે